ગામમાં અમારા પાણીના વિવિધ સ્ત્રોતોમાં આમ તો અમે ગિરનારની છત્રછાયામાં અમારો વતન જુનાગઢ પાસેનું ગ્રામ છે એટલે વરસાદ આવે ત્યારે અમારે ગિરનાર પરથી જે પાણી નીચે વહે એ અમારે જુદી જુદી નદીઓ છે એ નદીઓની અંદર જાય અને પછી એને પરિણામે અમારે વરસાદ ગિરનારમાં ખૂબ પડે એને પરિણામે અમારે તળ પણ ખૂબ સાજા થાય એટલે અમારે પાણીના સ્ત્રોત તરીકે અમારા ગામમાંની અંદરમાં તો નદી જુદા જુદા કૂવાઓ જુદા જુદા તળાવો એના દ્વારા અમે એ પાણી મેળવતા હોઈએ છીએ અને આ બધા સ્ત્રોત આખા વર્ષ દરમિયાન તો માનો કે નથી ચાલુ હોતા પણ મોટો ભાગ અમારે વર્ષ દરમિયાન સાતેક મહીના કે આઠેક મહીના નદીમાં પાણી રહે છે તળાવો પણ ભરેલા હોય છે પાણીના તળ બહુ ઊંડા નથી હોતા કારણ કે વરસાદો ખૂબ સારા પડે છે એટલે હમણાં ઘણા ઘણા વરસોથી પાણીના તળ ખૂબ ઊંચા આવી ગયા છે એટલે આખા વર્ષ દરમિયાન પાણીની ઉપલબ્ધિ હોય છે પાણી મેળવવામાં અથવા પાણીની કોઈ તંગી થાય એવી કોઈ સ્થિતિ વર્ષ દરમિયાન હોતી નથી